હા દીપેન સર હા હવે આપણે વી વી આખા અઠવાડિયાના પ્રોગ્રેસમાં શું છે બરાબર

હમ એટલે હાજરી બરાબર હતી બધાની હા અને પ્રેક્ટિકલ એકેય લીધા હતા કયા સબ કયા વિષયમાં લીધા હતા વિજ્ઞાનમાં અને મેથેમેટિક્સમાં ગણિતમાં કંઈ એક્ટિવિટી બેઝ કશું કરાવ્યું હતું હા હં પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ બેસ્ટ એટલે એક્ટીવીટી હોય ને કે ભાઈ બે બે બ્લોકસ ભેગા કરીને ચાર કરવાના ને એવું બધું એમ બરાબર હા અને વિજ્ઞાનમાં બરાબર હા એટલે એ બેમાં એ બે થોડાક વીક હશે તો એમને થોડુંક પ્રોગ્રેસિવ આમ બીજી એકટીવીટી કરાવીને આગળ લાવવાનો આપણે પ્રયત્ન કરીશું જેથી કરીને વિધાર્થીઓનું રિઝલ્ટ બગડે નહીં બરાબર છે હા અને અને પછી ભવિષ્યમાં પછીનાં અઠવાડિયામાં શું પ્લાનિંગ છે હં બરાબર એટલે હવે પરીક્ષા નજીક આવી રહી છે તો પરીક્ષાનાં ટાઈમટેબલ વિશે પણ આપણે વિચારવું પડશે ને એટલે બીજા બધા હં હા રીવીઝન કરાવી અને એમને ક્લાસ નોટ આપી દેવાની વર્ગ નોટ આપી દઈએ એટલે શું કે એ લોકો ભણી જાતે પ્રીપેર કરે અને સારા માક્સ લાવે બરાબર છે અને ડેલી જે દૈનિક રિપોટકાડ હોય છે એ ભરો છો ને તમે રેગ્યુલર હા એટલે એમાં ભૂલ થશે ને તો પછી તમારા ઇવેલૂશન કરવાનું આવશે ને તો તમારું માક્સ ઓછા આવશે એટલે હ હા ચાલો તો હા